હા પારસ હું એક સ્માર્ટ ફોન ખરીદવા માગું છું અને કોઈ બે કંપની અહીંયા મને ગમી છે તો તું એ બે મોડેલ જરા તારી રીતે મને એમાં માર્ગદર્શન આપે તો એક સેમસંગનો એસ ટવેન્ટી ટુ છે અને બીજો વિવોનો ફોન છે જે અત્યારે લેટેસ્ટ બહાર પડ્યો છે તો તું હા એ બંનેના મને જરા મોડલ સરખાવી અને તેમાં કેટલી મેમરી છે અને ત્યારબાદ તેમાં ફોટાઓ કઈ રીતે પડે છે અને એ તેની સાથે સીમકાર્ડ અને મેમરી કાર્ડ બંને જઈ શકે તેવું સ્લોટ છે કે નહીં તે પણ ચેક કરી આપ જોઈ આપ તપાસી આપ અને બંનેનાં કિંમત પણ સરખાવી જોવાની છે ત્યારબાદ બંને એની બંનેના કદ કેટલાં છે વજન કેટલું છે કારણ કે મને પર્સમા બહુ જ વજન થઈ જાય તો હું મોટા ફોન લઈ શકતી નથી મને ગમતા નથી છતાં પણ તકનિકની રીતે દરેક રીતે દરેક ફોન બંને ફોન મારી જરૂરિયાતોને પૂરી કરે તેવા હોય અને મને તકલીફ ના આપે એની ટેકનોલોજી એવી ના હોય કે મને સમજાય નહીં હું એનો ઉપયોગ કરું તો મારે વારંવાર કોઈને પૂછવું પડે તે રીતની ના હોય અને મને ગુજરાતી ભાષાનાં તેમાં કીબોર્ડ પણ હું જ ગુજરાતી ભાષા તેમાં લખી શકું મેં એમાં સંદેશાઓ ટાઈપ કરી શકું અને મોકલી શકું તો એ પણ ખૂબ જ સહેલું પડે એવી રીતના બધા જ અંદર એમ તેની એપ્લિકેસન આવી શકતી હોય તે પ્રકારની ટેકનોલોજી તેની હોય સરળ અને મારી ઉંમરના દરેકને ફાવી જાય તેવી અને તેમાં સૌથી વધુ તો કેમેરા ખૂબ જ મને સારો જોઈએ છે કારણ કે ફોટા પાડવાના મને શોખ છે અને બીજું એ કે તેની મેમરી ઘણી જ મોટી હોવી જોઈએ કારણ કે મારે લેખન વાંચન ગીતો અને ઓડિયો વિડીયો બધું જ એમા સંકલિત થઈને રહે અને વધુમાં વધુ ફોટાઓ વિડીયો બધું જ તેમાં સચવાઈ રહે તેટલી વધુ મેમરી હોય અને એ સાથે કિંમત આપણાં ખિસ્સાને પરવડે તેવી હોય તો એ રીતનું તું મને મોબાઈલ જોઈ આપ અને છ ઇંચથી મોટો ના હોય જે પાતળો હોય એનું વજન ઓછું હોય અને વાપરવામા સંપૂર્ણપણે સરળ હોય તે ફોન મને જોઈએ છે